સમય જતા હું જ્યારે યુવાવસ્થામાં હતો ત્યારે મને યોગ કરવાનો ખૂબ જ આનંદ આવતો હતો અત્યારે હું યુવા જ છું પણ હાલની તારીખમાં મારો સિવિલ કોન્ટ્રાક્ટરનો વ્યવસાય ચાલું છે જેથી મને છે ને સવારે ઊઠીને કામ અને પૈસા જ દેખાય છે જેથી મને યોગા કરવાનો ટાઈમ કાઢવાની પ્રેરણા બહુ ઓછી મળે છે હા અમુક વાર જ્યારે કાં ટાઇમ મળે કાં તો વિચારવાનું સમય મળે ત્યારે હું યોગા દરરોજ ઊઠીને કરી જ લઉં છું જ્યારે વિચાર આવે ત્યારે હું પાછો પડતો જ નથી પણ હાલની તારીખમાં મારા યોગાનું વિકાસ બહુ ઓછો થઈ રહ્યો છે એવું કહી શકાય